એમેઝોન એપ્લિકેશન મોબાઇલમાં ખોલો ત્યારબાદ કાર્ટ ખોલો તેમાં થોડા સમય પહેલા ઉમેરેલી કુર્તી પેન્ટ અને ટોપને પસંદ કરેલ હતાં એને ડિલીટનું બટન દબાવો એક એક કરી ત્રણેય વસ્તુને ડિલીટ કરી દો